આમ તો ભારતમાં ઘણી બધી રમતો પ્રચલિત છે જેમકે ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ બેડમિન્ટન કબડ્ડી અને આપણે જોઈએ તો ગુજરાત ગુજરાત પણ કોઈ અપવાદ નથી ગુજરાતનાં લોકો પણ એટલા જ રમતપ્રિય છે જેટલા ભારતના લોકો છે આમ તો હું ઉમેરીને કહીશ કે ગુજરાતના લોકોને તો રમત ગમતમાં વધારે જ રસ છે બીજા લોકો કરતાં કે ગુજરાતમાં પણ આપણે જોઈએ તો ક્રિકેટ છે તો જ્યારે કોઈ ક્રિકેટનો મેચ થતો હોય રાજકોટમાં કે અહેમદાવાદમાં કે પહેલાં તો વડોદરામાં પણ ક્રિકેટ રમાતી તો વડોદરામાં પણ આપણે આંતરરાષ્ટ્રિય ક્રિકેટનું મેદાન હતું કે જેમાં બહારની વિદેશની ટીમો આવી અને ક્રિકેટ રમતી ત્યારે પણ લોકો એટલી જ સંખ્યામાં મેચ જોવા જતાં અત્યારે જોઈએ તો દુનિયાનો સૌથી મોટું જે ક્રિકેટનું મેદાન છે એ પણ આપણે અહેમદાબાદમાં જ છે કે જ્યાં પણ એક લાખ અને ત્રીસ હજાર લોકો એકસાથે બેસી અને ક્રિકેટનો મેચનો આનંદ માણી શકે એને નિહાળી શકે તો આપણે જોઈએ જ્યારે કોઈ મોટા મોટા મેચ થતાં હોય કે ભારતને પાકિસ્તાનનો મેચ છે ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ છે ત્યારે એક લાખ અને ત્રીસ હજારની ત્રીસ હજાર સીટો ભરાઈ ગએલી હોય છે એક પણ સીટ ખાલી નથી રહેતી આ તો ક્રિકેટની વાત થઈ કે જે આમ જોઈએ તો દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને ગુજરાતનાં લોકો પણ ક્રિકેટ પાછળ એટલા જ દિવાના છે જેટલા બીજા લોકો છે કે આપણે જોઈએ તો ગુજરાતમાંથી પણ ઘણાબધા મોટા મોટા ક્રિકેટરો થઈ ગએલા છે આજે જે ભારતમાં ક્રિકેટમાં આપણે જોઈએ તો રણજી ટ્રોફી રમાય છે દુલિપ દુલિપ ટ્રોફી રમાય છે તો એ બધા ગુજરાતીઓ જ હતા રણજિત સિંહ આ રણજિત સિંગજી સાએબજી કે દુલિપ સાહેબજી એ પણ ગુજરાતી જ હતા તો એમના નામની પાછળ જ આ રમતો રમાય છે પછી આપણે જોઈએ અત્યારે હાલમાં જોઈએ તો આપળા જામનગરના રવીન્દ્ર જાડેજા છે પછી આપણા મહેસાણાના અક્ષર પટેલ છે વડોદરાના હાર્દિક પંડ્યા છે કૃણાલ પંડ્યા છે અને પહેલા જોઈએ તો ઈરફાન પઠાન છે યુસુફ પઠાન છે પાર્થિવ પટેલ છે નમન ઓઝા છે આ બધા ગુજરાતમાંથી જ તો નીકળેલા છે એટલે આ લોકોને જોઈ પણ ગુજરાતની જનતાને ક્રિકેટ જોવાની અલગ જ આનંદ આવે કે ભાઈ આપણા લોકો રમે છે ને આપણે આપણા લોકોને જોવા જઈએ પછી આપણે વાત કરીએ તો કબડ્ડી કબડ્ડી પણ ગુજરાતમાં એટલી જ લોકપ્રિય રમત છે કે આમ જોઈએ તો એક માટીથી જોડાએલી રમત છે કે જેને બધા જ લોકો એટલો પ્રેમ કરે છેને મૂળ તો ભારતની રમત છે ને એટલે કબડ્ડી રમાતી હોય ત્યારે પણ લોકો એટલી બધી સંખ્યામાં મેચને જોવા જતાં હોય છે કે રમતનો આનંદ માણવા જતા હોય છે આ ઉપરાંત જોઈએ તો ઘણી બધી ગુજરાતની પોતાની જ આગવી એવી અમુક રમતો છે કે જેને આપણે ખેલ પણ કહી શકીએ કે જે આમ જોઈએ તો રમત નથી પણ આમ જોઈએ તો એક પ્રકારનો ખેલ જ છેને કે આપણે ગરબા લઈ લઈએ ભવાઈ લઈ લઈએ નવરાત્રી આવે ત્યારે ઘણાબધા જે વિશાળ વિશાળ મેદાનો હોય છે એ આખા ફૂલ થઈ જતા હોય છે આખા ભરાઈ જતાં હોય છે ગરબા ગરબાના ચાહકોથી ગરબા પ્રેમીઓથી અને લોકો પૈસા દઈ દઈને પણ ગરબા રમવા જાય છે અને આપણે જોઈએ તો એકસાથે દસ હજાર પંદર હજાર લોકો એક જ તાલ પર ગરબાનો આનંદ માણતા હોય છે પછી આપણે જોઈએ તો ભવાઈ જ્યારે થતી હોય પહેલાંના સમયમાં તો વધારે થતી કે જ્યારે ભવાઈ થતી હોય ત્યારે ગામના ચોરે બધા ભેગા થઈ અને આખું ગામ એક જગ્યાએ ભેગું થતું હોય છે એમ ભવાઈના ભવાઈને નિહાળવા માટે ને ભવાઈનો આનંદ માણવા માટે પહેલાં તો રામા મંડળને ખેલૈયા એવા આખ્યાનો પણ કરવામાં આવતા હવે તો આ બધું ઓછું થતું જાય છે ટેકનોલોજી આવી ગઈ કે આમ જોઈએ તો આ આ બધી સંસ્કૃતિથી લોકો ધીમે ધીમે પાછળ વધતાં પાછળ જતાં જાય છે પણ હજી અમુક અમુક જગ્યાઓએ તો આ બધું પ્રચલિત જ છે કે રામામંડળ પણ હજુ રમાય છે ભવાઈ પણ હજુ ભજવવામાં આવે છે અને ગરબા તો હું એવું કહીશ કે ગરબા તો ક્યારેય પૂરા થવાના જ નથી ગુજરાતમાં તો ગરબા પણ એક એવી એક એવી રમત છે કે જે ઘણા બધા લોકોને આકર્ષે છે આ ઉપરાંત ગુજરાતનાં લોકો ટેનિસ ફૂટબોલ બેડમિન્ટન આની પાછળ પણ દિવાના છે એવું છે કે ગુજરાતની અંદર આ રમતો આમ જોઈએ તો વિશાળ કક્ષાએ ઓછી રમાય છે પણ જ્યાં જ્યાં રમાતી હોય કે માનો કે કોઈ ગામની અંદર કોઈ ટુર્નામેન્ટ થતો હોય કે કોઈ ગામની અંદર કોઈ સ્પર્ધા થતી હોય ત્યારે બધા લોકો આખું ગામ આમ જોઈએ તો એ રમતને નિહાળવા આવતા હોય છે લોકોનો ખેલ નિહાળવા આવતા હોય છે તો હું તો એટલું જ કહીશ કે જે ભારતના લોકો ભારતના લોકો જેટલા જ ખેલ પ્રેમી અને ખેલના ચાહકો છે એમાં ગુજરાત કોઈ અપવાદ તો છે જ નહીં ગુજરાતના લોકો પણ એ એ એ જ સ્તરના ખેલાડીઓને માન સન્માન અને આકર્ષણ બધું આપે છે આપણે ક્રિકેટ તો એક અલગ જ લેવલ ઉપર ચાલે છે અત્યારે ભારતમાં કે ક્રિકેટનો તો કોઈ મુકાબલો છે જ નહીં પણ આપણે બીજી રમતો પણ એટલા જ હદે લોકો નિહાળવા જાય છે તો ગુજરાત એ એક ખરેખર એક ખેલપ્રેમી એવું કહી શકાયને એવું એક રાજ્ય છે ભારતનું